સૌપ્રથમ રસોડામાં રહેલા વાસણની વાત કરવામાં આવે તો સૌનું પસંદીદું એવું અને ખાસ મહિલાઓ માટે પસંદગી હોવું કૂકર જે અનેક પ્રકારના પકવાનો બનાવવામાં ઉપયોગી થાય છે બીજા નંબરે વાત કરીએ તો તવો છે જે રોટલી પકવવામાં ઉપયોગી થાય છે રોટલીની સાઈડ પલટવા માટે એના ચીપીયો આવેલો હોય છે ચીપીયા દ્વારા રોટલી ઊંચકવામાં આવે છે બીજુ બાજુ વાત કરીએ તો અનેક પ્રકારની ડીસો હોય છે જે ડાઇનિંગ ટેબલ પર રાખી અને અનેક પ્રકારની વાનગીઓ પિરસવામાં આવે છે ડીસો સાથે વાટકીઓ પણ હોય છે ચમચીઓ પણ હો છે પછી અનેક પ્રકારનાં ગ્લાસ પણ હોય છે તમામ પ્રકારના અ રસોડા સેટની અંદર સ્પૂનથી માંડી અને તવાથી માંડી સુધીની પ્રોડક્ટ તેની અંદર હોય છે અને તેના અલગ અલગ ઉપયોગો હોય છે